ભારતમાં અત્યારે બહુ રાજકીય પરિસ્થિતિ જોવા મળે છે જે રીતે વિદેશના દેશોમાં અને ખાસ કરીને અમેરિકા જેવા વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રમાં બે પાર્ટીઓનું રાજકીય અસ્તિત્વ જોવા મળે છે તે જ રીતે ભારતમાં જોવા મળતું નથી ભારતમાં અનેક રાજકીય પક્ષો સ્થાનિક પક્ષો નાની નાની કક્ષાએથી શહેરમાંથી ઊભા થએલા રાજકીય પક્ષો પણ ચૂંટણી મેદાનમાં જોવા મળતા હોય છે ગ્રામ પંચાયતથી લઈને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ નાના નાના લોકો અને નાના નાના પક્ષો ભાગ લેતા હોય છે રાષ્ટ્રપતિની ચૂંટણી એક અલગ પ્રકારે થાય છે તેને બાદ કરતાં કોઈ પણ ગ્રામ પંચાયત થી લઈ અને સંસદ સભ્ય સુધીની કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ઉમેદવાર તરીકે ચૂંટણી લળી શકે છે કોઈ પણ પાર્ટી પક્ષ તરીકે એ ચૂંટણીમાં ભાગ લઈને પોતાના ઉમેદવારો ઊભા રાખી શકે છે ભારતની રાજકીય વ્યવસ્થાની વાત કરીએ તો ભારતમાં અત્યારે બહુ રાજકીય પક્ષોની વચ્ચે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારે સૌથી વધારે ચર્ચામાં જોવા મળે છે તેની પાછળનું કારણ પણ રાજકીય હરીફાઈ હોઈ શકે છે ભાજપની અંદર નરેન્દ્ર મોદીના નામ પર જાણે કે પાછલા દસ વર્ષથી જે રીતે એક પ્રવાહ ચાલી રહ્યો છે તે પ્રવાહ આજે પણ અવિરત જોવા મળે છે નરેન્દ્ર મોદી પૂર્વે ભાજપનું અસ્તિત્વ હતું અટલ બિહારી બાજપાઈ લાલ કૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી અને યશવંત સિન્હાની સાથે ઉમા ભારતી અને ગોવિંદાચાર્ય જેવા અનેક નેતાઓ હતા કે જે ભાજપના ઇતિહાસ સાથે આજે પણ જોડાએલા છે એક સમયે અટલ અને અડવાણીની કહેવાતી ભાજપ આજે મોદીની ભાજપ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાઈ રહી છે તેની પાછળનું કારણ પણ મોદીની રાજકીય કદ અને રાજકીય પ્રતિભા વિશ્વના સીમાડાઓ ઓળંગી ચૂકી છે તેને કારણે આજે ભાજપ રાષ્ટ્રિય પક્ષ ભાજપ ભારતમાં હોવાની કારણે છે તેમ છતાં તે વિદેશમાં ભાજપ નરેન્દ્ર મોદીના નામે ઓળખાઈ રહી છે નરેન્દ્ર મોદીના કદને કારણે ભાજપનું કદ આજે દરરોજ વધી રહ્યું છે એક સમયે અટલ બિહારી બાજપાઈના નામ પર જે ભાજપ ચાલતી હતી તે જ તર્જ ઉપર નરેન્દ્ર મોદીના નામે ભાજપ ચાલી રહી છે પરંતુ રાજકીય પ્રવાહો અલગ છે જે સમયે અટલ બિહારી બાજપઈને શિરમોર રાજનેતા તરીકે લોકો ઓળખતા હતા તેવી જ રીતે નરેન્દ્ર મોદીને આજે પણ લોકો શિરમોર રાજનેતા તરીકે ઓળખે છે પરંતુ તેના ઉપર આક્ષેપો થયા છે આ બે વસ્તુને લઈને અટલ બિહારી બાજપાઈ અને નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ અલગ પડે છે એવી જ રીતે કોંગ્રેસની અંદર જવાહર લાલ નહેરુથી લઈ રા ગાંધીજી સરદાર પટેલ ઇન્દિરા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી અનેક નેતાઓ હતા કે જે ભારતની આઝાદી સાથે જોડાએલા હતા આઝાદીને સમયે કોંગ્રેસની રચના કરવામાં આવી અને ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુને પસંદ કરવામાં આવ્યા તે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાએલા હતા તેવી જ રીતે ગુલામ ભારતમાં જવાહર લાલ નહેરુની સાથે સરદાર પટેલ મહાત્મા ગાંધી મોલાના આઝાદ લાલ બહાદુર શાસ્ત્રી સહિત અનેક નેતાઓ જ કોંગ્રેસના હતા તે દેશની આઝાદીની લડાઈના યોદ્ધા તરીકે પણ કામ કરતા હતા આઝાદી બાદ કોંગ્રેસમાં પણ પરિવર્તનો આવ્યા રાષ્ટ્રિય પ્રમુખો બદલાયા આજે પણ એવું કહેવાય છે કે કોંગ્રેસના રાષ્ટ્રિય નેતૃત્વમાં ગાંધી પરિવારનો દબદબો આજે પણ અકબંધ જોવા મળે છે જે જવાહર લાલ નહેરુથી શરૂ થયો હતો તેનું ઉત્તરદાયિત્વ ઇન્દિરા ગાંધીએ નિભાવ્યું હતું ત્યારબાદ રાજીવ ગાંધી રાજીવ ગાંધીના ધર્મ પત્ની સોનિયા ગાંધી અત્યારે વર્તમાન સમયમાં કોંગ્રેસમાં રાહુલ ગાંધીનો દબદબો જોવા મળે છે રાહુલ ગાંધીની વચ્ચે અત્યારે ગાંધી પરિવારના પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસના સક્રીય રાજકારણમાં ખૂબ જ ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે એવું પણ કહેવાય છે કે પ્રિયંકા ગાંધી થોડા જ સમયમાં રાષ્ટ્રિય રાજકારણમાં સંસદ સભ્ય બનીને પણ આવી રહ્યા છે આ બધો કોંગ્રેસનો ઇતિહાસ વર્તમાન કોંગ્રેસના જે રાષ્ટ્રિય પ્રમુખ છે મલ્લિકાઅર્જુન ખળગે ત્યાશી વર્ષની ઉંમરે પણ એ માણસ આજેય રાજકીય રીતે એકદમ સક્રીય જોવા મળે છે દક્ષિણ ભારતમાં કોંગ્રેસનો એક નવો જુવાળ ઊભો કરવામાં જે રીતે મલ્લિકાઅર્જુન ખળગેને સફળતા મળી છે અથવા તો તેમનો જે રોલ છે તે કોંગ્રેસ આજે ભૂલી શકે તેમ નથી એવી જ રીતે જ્યારે ભારતમાં દિલ્હીમાં રામલીલા મેદાનમાં અન્ના હજારેની હાજરીમાં ભારતના એક આઇટી કમિશનર અરવિંદ કેજરીવાલની હાજરીમાં એક આંદોલન શરૂ થયું હતું તે આંદોલનના પરિણામે દિલ્લીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની સત્તા પરિવર્તન થયું અને અરવિંદ કેજરીવાલ દ્વારા સ્થાપિત આમ આદમી પાર્ટીનો ઉદય થયો અરવિંદ કેજરીવાલની પાર્ટીનું ચૂંટણી નિશાન ઝાડુ સાથે દિલીમાં એવી રીતે ચૂંટણી પ્રચાર કર્યો કે પાછલા દસ વર્ષથી દિલીમાં ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સામે જીતવા માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે તેમ છતાં તેઓના ધારાસભ્યની સંખ્યા દસને પાર પહોંચી શકી નથી આ લોકજુવાળની વચ્ચે નવા રાજકીય પક્ષનું અસ્તિત્વ શું હોઈ શકે તે અરવિંદ કેજરીવાલ દ્વારા સ્થાપિત આમ આદમી પાર્ટીએ સ્થાપિત કર્યું છે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા તે વિક તે વિવાદમાં સપડાયા ત્યારબાદ હવે તેમને તેના ઉત્તરાધિકારી તરીકે દિલ્લીના મુખ્ય પ્રધાન તરીકે આતિશીને બેસાડ્યાં છે આ હતો આમ આદમી પાર્ટીનો ઇતિહાસ તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી મુલાયમ સિંગ યાદવ અને માયાવતી ઉત્તર પ્રદેશમાં આ બે લોકો અને બે રાજકીય પાર્ટીઓનો ખૂબ મોટો દબદબો હતો એક સમયે અત્યારે જે રીતે ભાજપનો દબદબો ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે તે જ રીતે એક સમયે માયાવતીનો દબદબો કાશી રામના સમયમાં બહુજન સમાજ પાર્ટીનો જોવા મળતો હતો પ્રચંડ બહુમતી સાથે માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનવામાં એકથી વધારે વખત સફળ રહ્યા છે તેની પાછળ ઉત્તર પ્રદેશનું સ્થાનિક રાજકારણ ત્યાંની મતોની સ્થિતિ અને જ્ઞાતી જાતિનું સમીકરણ પર કદાચ કામ કરતું હશે એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં ઓબીસી મતદારો જે યાદવ સમુદાયના સૌથી વધારે છે જે મુલાયમ સિંહ યાદવ સાથે ખૂબ સારી રીતે જોડાએલા હતા મુલાયમ સિંહ યાદવ પણ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનવામાં એક કરતાં વધારે વખત સફળ રહ્યા છે અત્યારે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનું નેતૃત્વ તેમના પુત્ર અખિલેશ યાદવ કરી રહ્યા છે અખિલેશ યાદવ પણ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનવામાં સફળ રહ્યા છે તાજેતરમાં જ લોકસભાની જે ચૂંટણી પૂરી થઈ તેમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનથી ભાજપને સૌથી મોટો પડકાર ફેંકવામાં સફળ રહ્યાને ભાજપ પાસેથી ઘણી ખરી સીટો જે પાછલા ચૂંટણીમાં ભાજપે જીતેલી હતી તેને આંચકી લેવામાં ખૂબ સફળ રહ્યા આ જ રીતે દક્ષિણ ભારતનું રાજકારણ પણ ખૂબ જ ભારતના રાજકારણ માં એક મહત્ત્વનું પરિબળ જોવા મળે છે તેમાં સૌથી વધારે ચર્ચાસ્પદ કોઈ રાજ રાજકીય રીતે મહત્ત્વનું રાજ્ય હોય તો તો તમિલનાડુ છે કરુણાનિધિ અને જયલલિતા આ બે રાજકીય નેતાઓ એવા છે કે જે ફિલ્મી પરદા ઉપરથી રાજકારણમાં પદાર્પણ કર્યું અને તેઓ રાજ્યના મુખ્યમંત્રી ન બન્યા પણ રાજ્યના સફળ મુખ્યમંત્રી બન્યા જયલલિતા અને કરુણાનિધિ સાથે પણ આક્ષેપો થયા છે તેઓ જેલમાં જવા સુધીની પરિસ્થિતિ ઊભી થઈ છે તેઓનું પ્રતિનિધિત્વ તમિલનાડુમાં ખાસ કરીને આજે પણ કોઈ પણ રાજકીય પક્ષ જેને આપણે ભાજપ કોંગ્રેસ જેવા મોટા રાષ્ટ્રિય પક્ષો પણ તમિલનાડુના આ બે સ્થાનિક પક્ષોનો તોળ કાઢવામાં આજે પણ નિષ્ફળ રહ્યા છે તમિલનાડુમાં વર્ષોથી એઆઈડીએમકે અથવા તો ડીએમકેની સરકાર સતત બની રહી છે આની વચ્ચે ભાજપ કે કોંગ્રેસની સ્વતંત્ર સરકાર હજુ સુધી પાછલા દસ વીસ વર્ષનો ઇતિહાસ તપાસીએ તો જોવા મળે કે ત્યાં તમિલનાડુની અંદર કોંગ્રેસ કે ભાજપ જેને રાષ્ટ્રિય રાષ્ટ્રિય પક્ષે તે લોકો પણ પોતાની સ્વતંત્ર સરકાર બનાવામાં તમિલનાડુમાં હજુ સુધી સફળ રહ્યા નથી આવી જ રીતે ત દક્ષિણ ભારતનું બીજું એક રાજ્ય કર્ણાટક તે પણ રાજકીય અનિશ્ચિતતાવાળું રાજ્ય છે કર્ણાટકમાં પણ દર પાંચ વર્ષે ચૂંટણીઓ બાદ સરકાર બદલાતી જોવા મળે છે તે વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હોય કોંગ્રેસના પ્રમુખ ડિકે શિવકુમાર હોય કે આની પહેલાંના મુખ્યપ્રધાન યેદુરપ્પા હોય કર્ણાટકનું રાજકારણ પણ પાણી સાથે જોડાએલું છે તેમાં પણ રાજકારણમાં પણ ફિલ્મી દુનિયામાંથી આવેલા અભિનેતાઓ રાજકીય નેતા બનવામાં પણ સફળ થયા છે ઘણાબધા ધારાસભ્યો આજે પણ ક કર્ણાટક વિધાનસભામાં છે કે જેઓ તેઓ પહેલા ફિલ્મી દુનિયા પર હતા રૂપેરી પરદા પર હતા આજે તેઓ રાજનેતા બનીને વિધાનસભામાં બેસી રહ્યા છે કેટલાક કલાકારો તો આજે રાજ રાજનેતા બની અને સરકારમાં પ્રધાન પદ સુધી પણ પહોંચી રહ્યા છે દક્ષિણ ભારતની સાથે ભારતના બીજા ઘણાબધા રાજ્યો છે પૂર્વ ભારતની વાત કરીએ તો ત્યાં પણ ઉત્તર પ્રદેશ છે બિહાર છે આ ઘણા બધા રાજ્યો છે કે જ્યાં સ્થાનિક રાજકારણ નીતિશ કુમાર બિહારની વાત કરીએ તો નીતિશ કુમાર આજે પણ બિહારમાં એક કદાવર નેતા માનવામાં આવે છે નીતિશ કુમાર સાથે પલટી મારવાની જે એક વ્યવસ્થા જોડાએલી છે તેને કારણે નીતિશ કુમારનું કદ થોડુંક ઓછું જોવા મળે છે પણ રાજકારણની મર્યાદા એ છે કે કોઈ પણ સ્થાનિક રાજ્યનું પક્ષ હોય કે જેને રાજ્યમાં મજબુત હોય તેના ધારાસભ્યોની સંખ્યા વધારે હોય તે લોકો સરકાર બનાવા માટે સક્ષમ હોય છે આવી પરિસ્થિતિમાં તેમણે રાષ્ટ્રિય સરકાર સાથે જે પક્ષ સત્તામાં હોય તેની સાથે ગઠબંધન કરવું આવશ્યક હોય છે આ ગઠ બંધનનો ફાયદો બિહારના રાજકારણ સાથે પણ જોડાએલો છે ચાહે નીતિશ કુમાર હોય ચાહે લાલુ પ્રસાદ યાદવ હોય કે ચાહે કોંગ્રેસ હોય એક સમયે બિહારમાં કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી સાથેની સરકાર બિહારમાં ધરાવતી હતી નીતિશ અને લાલુ પ્રસાદ યાદવ જય પ્રકાશ નારાયણના ચેલા હતા એક સાથે કામ કરતા હતા આજે આ બંને નેતાઓ બિહાર રાજ્યમાં સામ સામે કામ કરી રહ્યા છે એકબીજાના પ્રતિસ્પર્ધી તરીકે પણ આજે રાજકારણમાં જોવા મળે છે તેવી જ રીતે મહારાષ્ટ્રનું રાજકારણ પણ ખૂબ જ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે ભારતના ઇતિહાસમાં મહારાષ્ટ્રનું રાજકારણ એક ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ભારતની આર્થિક રાજધાની છે એટલે ત્યાંનું રાજકીય ક્ષેત્ર પણ રાજ્ય રાષ્ટ્રની રાજધાનીને અનુરૂપ હોય તે લોકો સ્વીકારી શકે છે શરદ પવારથી લઈને ઉદ્ધવ ઠાકરે બાળા સાહેબ ઠાકરેનો જે આખો ઠાકરે પરિવારનો જે મુંબઈની રાજનીતિમાં જે એક દબદબો હતો તેમાં હવે સમયને સંજોગ અનુરૂપ ફેરફારો થયા છે પરંતુ આજે પણ પાછલા ચાર પાંચ દસકાથી સરદ પવાર એક એનસીપીના એવા નેતા તરીકે મહારાષ્ટ્રના રાજકારણમાં સતત સક્રીય છે કે જેનો તોળ આજે રાજકીય ત્રણ દસકા કરતાં વધારે સમયમાં પણ એ ભાજપ હોય તો પણ ભલે કોંગ્રેસ હોય તો પણ ભલે તેને મળ્યો નથી બાળાવ સાહેબના અવસાન પછી ઉદ્ધવ ઠાકરે એ શિવસેનાની કમાન સંભાળી પરંતુ આજે શિવસેના એક સમયે ભાજપનો ખૂબ જ સારો મિત્ર ગણાતો હતો આજે આજ ઉદ્ધવ ઠાકરે અને ભાજપ એકબીજાની સામે રાજકીય પક્ષ સ્થાપીને ચૂંટણી મેદાનમાં ઊતરવાની તૈયારી કરી રહ્યા છે આવી જ રીતે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ કે જે આદિવાસી બહુલિક ઓબીસી બહુલિક મ રાજ્ય માનવામાં આવે છે તેમાં પણ સૌથી મોટી વાત એ છે કે મધ્ય પ્રદેશમાંથી સૌથી પહેલી વખત ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપાઈ ચૂંટણી જીતીને દેશની પાર્લામેન્ટમાં પહોંચ્યા હતા મધ્ય પ્રદેશે પણ દેશને અનેક નેતાઓ આયપા છે આજે પણ મધ્ય પ્રદેશમાં માત્ર ટુ પાર્ટી પોલિટીક્સ છે ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા કોઈ રાજકીય પક્ષને મધ્ય પ્રદેશમાં સફળતા નથી મળી તે જ રીતે છત્તીસગઢમાં પણ બીજા કોઈ રાજકીય પક્ષને ભાજપ અને કોંગ્રેસ સિવાય સફળતા મળી નથી આવું જ એક મહત્ત્વનું રાજ્ય છે રાજસ્થાન ત્યાં પણ આ જ પ્રકારે રાજકીય પરિસ્થિતિ પ્રવાહિત સતત જોવા મળે છે દર પાંચ વર્ષે સરકારને બદલી નાખનાર મતદારોના સૌથી સારા મિજાજ માટે ભારતના રાજકારણમાં આજે પણ રાજસ્થાનને યાદ કરવામાં આવે છે દર પાંચ વર્ષે સરકાર અને લોક પ્રતિનિધિ બદલવા માટે ખૂબ જ મજબૂતાઈથી મતદાન કરતો રાજસ્થાનનો મતદાર આજે રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ છે તેને કોઈ પણ રાજકીય પક્ષ માટે કરવી ખૂબ મુશ્કેલ બનાવી રહ્યો છે વર્તમાન સમયમાં વસુંધરા રાજ્ય સિંધિયા કોંગ્રસમાંથી સચિન પાઇલોટ અને અશોક ગેહલોત આ ત્રણ એવા મોટા નેતાઓ છે કે જે રાજસ્થાનના સ્થાનિક રાજકારણની સાથે ભાજપના અને કોંગ્રેસના રાજકીય રાષ્ટ્રિય રાજકારણ છે તેમાં પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે તાજેતરમાં જ પૂર્ણ થએલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજસ્થાનમાંથી યુવા સાંસદો જે ચૂંટાઈને બહાર આવ્યા છે તે રાજસ્થાનની એક નવી રાજનીતિ પરંપરાને શરૂ કરી રહ્યા છે દિવ્યા મદેરણા સતત ચૂંટણી જિતતા આવ્યા છે આ વખતની ચૂંટણીમાં તેઓ હાર્યા છે પરંતુ દિવ્ય મદેરણાને રાજ રાજસ્થાનના રાજકારણમાં એક અગત્યનો ચહેરો માનવામાં આવે છે જેને જે તે રાજકીય પક્ષ આગળ પણ કરી રહ્યું છે આવી જ રીતે કાશ્મીરનું રાજકારણ પણ વર્ષોથી રાજકીય પરિવારોમાં જોવા મળે છે ઉમર અબ્દુલ્લાનો ફારૂક અબ્દુલ્લાનો એનસીપી હોય મેહબુબા મુફ્તીનો પક્ષ હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય આ વખતે ત્યાં ચાર પાર્ટી પોલિટીક્સ કાશ્મીરના રાજકારણમાં જોવા મળી છે એક સમયે કોંગ્રેસના ખૂબ જ નજીક ગણાતા અને કોંગ્રેસના વિશ્વાસુ ગણાતા ગુલામ નબી આઝાદ પણ કોંગ્રેસ છોડી અને રા કાશ્મીરના રાજકારણમાં એક અલગ ચોકા પર આગળ ચાલી રહ્યા છે એક સમયે ટુ પાર્ટી પોલિટીક્સ પર ચાલતું કાશ્મીરનું રાજકારણ આજે ચાર પાર્ટી પોલિટીક્સ પર પહોંચી ગયું છે જેમાં સ્વતંત્ર રીતે ભાજપ કોંગ્રેસ ફારૂક અબ્દુલ્લાની એનસીપી અને મહેબુબા મુફ્તીની પીડીપી આ ચાર રાજકીય પક્ષો વચ્ચે આજે પણ ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે જે રીતે રાજસ્થાનની વાત કરીએ મધ્ય પ્રદેશની વાત કરીએ છત્તીસગઢની વાત કરીએ આ ત્રણ રાજ્યોમાં ટુ પાર્ટી પોલિટીક્સ આજે પણ છે પરંતુ આ બે ત્રણ રાજ્યોને છોડીને મોટાભાગના રાજ્યોમાં ગુજરાત નરેન્દ્ર મોદીનું ગુજરાત ભાજપનું રોલ મોડેલ ગુજરાતમાં પણ પાછલા ઘણા વર્ષોથી બે પાર્ટી પોલિટીક્સ હતું એક સમયે શંકર સિંહ વાઘેલા છૂટા પડ્યાને ગુજરાતમાં રાષ્ટ્રિય રાજપા જેવી પાર્ટી શરૂ કરી પરંતુ ગુજરાતમાં સફળતા મળી નહોતી આ વખતે પણ વિધાન સભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી મેદાનમાં હતા પરંતુ ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીને પણ ગુજરાતમાં સફળતા મળી નથી એટલે ટુ પાર્ટી પોલિટીક્સમાં ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ જેવા રાજ્યોની બોલબાલા આજે પણ છે પરંતુ ભારતના અન્ય રાજ્યોમાં કે જ્યાં સ્થાનિક પક્ષો મજબૂત છે અથવા તો જ્યાં રાષ્ટ્રિય પક્ષો પોતાની મજબૂત પકડ ઊભી નથી ક કરી શકતા આવી પરિસ્થિતિમાં આજે પણ રાષ્ટ્રિય પક્ષોની સાથે ત્યાંનાં સ્થાનિક જે રાજકીય પક્ષો છે જેતે રાજ્ય પૂરતા મર્યાદિત છે તેઓની પકડ ત્યાંનાં સ્થાનિક રાજકારણમાં આજે પણ ખૂબ ગંભીરતાથી જોવા મળે છે